હા મેડમ હું ત્રીજા ફ્લોરમાં બસો રૂમ નંબર બસો બારમાંથી વાત કરું છું હા હવે મને છે ને લગભગ થોડા ટાઈમથી મને લેફ્ટ સાઈડ છાતીમાં થોડું ધીરે ધીરે દુઃખવાનું ચાલું થયું છે લગભગ બપોર પછી સમજો ને ચાર પાંચ કલાકથી હવે બે દિવસ પહેલાં ઓલરેડી મારી બાયપાસ સર્જરી કરાવેલી છે અને એમાં સ્ટેન્ડ બી મુકાયું હતું ને ગઈ કાલે સાંજે સાહેબ ડૉક્ટર વિઝિટમાં આવ્યા ત્યારે તન્વી મેડમે મને હા હા એટલે ડૉક્ટર તન્વી મેડમ આવ્યાં હતાં અને એમણે બધા રિપોર્ટ જોયા અને નોર્મલ મારું યુરીન ને એ બધું પાસ થતું હતું એટલે બીજો કોઈ ઇસ્યુ નથી મને કીધું ધીમે ધીમે તમે દવા ચાલું રાખજો એટલે રિકવરી જે બધુ સ્ટેન્ડ ને બધું મૂક્યું છે ને એ થશે પણ એકચ્યુલી દુ ખાવો મને બે દિવસથી નહોતો થતો પણ આજે આ ચાર પાંચ કલાકથી એકદમ જ વધી ગયો છે દુઃખાવો

અચ્છા પણ એટલે મેડમ થોડું કદાચ એટલે તમારાથી નહીં તો ડૉક્ટર દ્વારા કે નજીકમાં કોઈ હોય તો કારણકે મારા ફેમિલીવાળા પાછા બધા ચિંતા વધારે કરશે એટલે હા હા થોડું મેડમ થોડું બને તો જલ્દી કરાવજો હં હા હા ઓકે ઓકે થેન્કયુ